હું છેને ભાઈ પરાગ દેસાઈ બોલું છું અને હા મારે ઘરે પ્રસંગ છેને એના માટે મને પચાસ કિલો મીઠાઈ જોઈએ છે તો મારે આ મારે આપની પાસેથી માહિતી જોતીતી કે આપ કઈ કઈ મીઠાઈ રાખો છો અને શું શું ભાવ હોય છે

હમ

મારે લગ્ન પ્રસંગ છે મારે ત્રણસોક માણસ જેવું છે

આજી બપોરે છે હાજી હાજી

બરોબર બરોબર બરોબર હા બરોબર એ એ શું આપણને રેટમાં પડશે બરોબર અને બીજી બરોબર બરોબર અને એની સાથે બીજી બીજી કઈ અપીલ થાય અચ્છે હમ હમ હમ બરોબર બરોબર અને બરોબર અને અને મને ક્વોન્ટિટીમાં રેટ શું કરી આપશો હમ બરોબર સારો ઓકે ચાલો તો હું તમને છે ને અમારો એડ્રેસ વોટ્સએપ કરી આપુ છું બરોબર તમે તમે મને હલવો પચાસ કિલો મોકલી આપજો ઓકે

આપણે જોઈશે ત્રણ ઓક્ટોબરે ઓકે ઓકે ઓકે ઓકે હાજી હાજી હા હા